બાઈકિગ કરવામાં સલામતીમાં સૌ પ્રથમ હું મોબાઈલ ક્યારેય પણ વાત નહીં કરું બાઈક ચલાવતી વખતે અને સાથે હું પેટ્રોલનું ખાસ ધ્યાન રાખીશ વત્તા જયારે પણ વળવાનું આવે ત્યાં આગળ હું સાઈડ લાઈટ બતાવીશ વધુ ટ્રાફિક હોય કે રો રોડ જયારે ખરાબ હોય ત્યારે હું ઓછી સ્પીડમાં મારી બાઈક ચલાવીશ અને પ્રવાસ કરતી વખતે મારી પાસે મારું પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને મારું આધાર કાર્ડ મારી સાથે હોવું જોઈએ વત્તા મારી બાઈકનો વીમો લીધેલો હોય તો એ વીમો પણ હું સાથે રાખીશ અને બીજી કોઈપણ જરૂરી વસ્તુ મને જે યોગ્ય લાગે તે સાથે રાખીશ